ભાઈ મારી પાસે અત્યારે કેશ ઓછા છે તો તમારા ફોનમાં યુપીઆઈથી પેમેન્ટ ચાલે છે જો તમે ફોનપે જીપે કે પેટીએમ કે કંઈ બીજી એપ યુસ કરતાં હોવ તો તમારું કયુઆર કોડ અથવા તો તમારો યુપીઆઈ નંબર આપો તો હું એમાં ચુકવણી કરી દઉં શું એમ ચાલશે